ગેસ એજન્સી મેં તમારે ત્યાં ગેસ સિલેન્ડર બુક કરાવેલો છે મારો બુકિંગ નંબર આઠ ચાર ત્રણ પાંચ છ છે તો મહેરબાની કરીને તાત્કાલિક મારા ગેસ સિલેન્ડરનું બુકિંગ રદ કરવા વિનંતી કરું છું મારે હવે ગેસ સિલિન્ડરની જરૂર નથી તમારો ખૂબ ખૂબ આભાર